લેખન પ્રવૃતિમાં આમ તો ગમતો વિષય કહેવાય પણ આમાં પડકારજનક બાબત તો પહેલાં લેખન કરવું હોય તો સૌથી પહેલાં તો શુ લખવા માટે કાંઈક એવું કન્ટેન્ટ મળવું જોઈએ એવો વિચાર એવો મળવો જોઈએ કે એનાથી આપણે વિચાર એવો શું મળે છે જેનાથી આપણે લખી શકીએ બરાબર છે તો એવો વિચાર મળવો કે જેનાથી આપણને એમ થાય કે કંઈક કોમેડી સ્ટોરી લખીએ કે કંઈક હોરોર સ્ટોરી લખીએ

ત્યાં સુધી આપણે કંઈ ના કરી શકીએ અને લખવાનું કોઈ સારો વિચાર પણ મળી જાય છે પછી થાય છે એવું કે ચાલુ થાય લખવાનું લખાય સ્ટોરી બરાબર જતી હોય છે પછી એમાં અલગ અલગ પાર્ટસ વેરીએશન આપવાં પડે જો નાટક લખતાં હોય તો આમાં અલગ અલગ પાત્ર આપવાં પડે પાત્ર પ્રમાણે એને પાત્ર સાથે ઘડતર કરવું પડે કે કેવું પાત્ર છે પછી એને રિલેટેડ એણે કેવાં કપડાં એણે પહેર્યાં હશે એને શું કે શું કહેવાય કે એ કેવી રીતે એની એક્ટિંગ હશે એ બધું જ ધ્યાનમાં રાખીને લેખક લખતો હોય છે એટલે લેખક કહેવાય ને એ લખતો નથી પણ એ આખે કદાચ નાટક લખતો હોય તો એ આખું નાટક પોતે ભજવી ચૂક્યો હોય છે એ લખવામાં એટલે લેખકને આમ જોવા જાઓ ને તો કદાચ નાટક ભલે આમ સ્ટેજ ઉપર ભજવવાની વસ્તુ કહેવાય પણ લેખક પોતે પહેલાં લખવા ટાઈમે આખું ભજવી ચૂક્યો હોય છે અને નવલકથાની વાત કરીએ તો નવલકથા તો પહેલાં વર્ષો પહેલાં ઘણાં બધા લોકો વાંચતાં પણ હવે અત્યારનો યુગ કેવો છે કે શોર્ટ સ્ટોરી ઓછું ઓછું વાંચવાનું ઓછું ઓછું જોવાનું અને સૌથી વધારે જોવામાં અત્યારનો યુગ છે જોવાનો યુગ વેબસીરિઝ છે કે પછી મૂવી છે ફટાફટ જોઈ લેવું અને સ્પીડી કે આમ ટચ થાય ને ત્યાં બધાયને આમ ઉપર આવી જવું છે દેખાઈ જવું છે એવો યુગ આવી ગયો છે એટલે અત્યારે લોકોને વાંચવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી રહ્યો એટલે અત્યારે લેખક બનવા માટેય કોઇને અત્યારે એવું નથી કે કોઈને લખવા માટેનો સમય નથી અત્યારે બધું ઓનલાઈન આવી ગયું છે એટલે અવરોધ એક લેખક માટે ઘણા બધા નડતા હોય છે કારણ કે વિચાર પેદા કરવા માટે એવા વિચારેય મળવા તો જોઈએ ને અને બીજી એક પ્રેરણા માટે તો અલગ અલગ બૂકો વાંચવી પડે પછી છાપાં વાંચવા પડે છાપું વાંચવાથી દરરોજની દરરોજ અપડેટ મળવાથી તમને ઘણા ઘણા નવા અત્યારના અપડેટ વિચારો તમને ઘણા મળતા હોય છે અને બૂકો વાંચવી હોય તો ઝવેરચંદ મેઘાણી છે કનૈયાલાલ મુનશી છે પછી બાબા સાહેબ આંબેડકર છે એના જે આપણે આપણું જેણે બંધારણ લખ્યું એ એનાથી વાંચવાથી આપણું આપણા જનરલ નૉલેજમાં ઘણો એવો સારો સુધારો થાય છે પછી કોમેડી વાંચવી હોય તો તારક મહેતા છે દામુ સાંઘાણી છે અમારા રાજકોટના જ છે દામુ સાંઘાણી બહુ સારા એવા લેખક છે અને એમનાં ઘણાં બધા નાટકો એવાં એમણે ભજવ્યાં છે અને ખરાબ અનુભવની વાત કરું તો ખરાબ અનુભવ તો થયા નથી પણ એના અનુભવ થયા હોય ને એમાંથી બહાર નીકળવા માટે આપણે શું કરવું તો કાઈ નઇ જે અનુભવ કદાચ ખરાબ થયો હોય અને એને રેલેટેડ કંઈક આપણે સોલ્યુશન માટે આપણે સારી વસ્તુ ભગવત્ ગીતા વાંચવી જોઈએ ભગવત ગીતા એવી વસ્તુ છે કે આપણાં જીવનમાં કોઇપણ મુશ્કેલી આવી હોય તો એ વાંચવાથી આપણને ઘણા બધા એમાંથી રસ્તા નીકળી શકે છે એટલે ભગવત ગીતા માંથી આપણે ઘણું મેળવી શકીએ છીએ ઘણું લખી શકીએ છીએ અને તમે તમારું પોતાનું ડેવલોપમેન્ટ એમાંથી કરી શકો છો એટલે ઘણું બધુ આપણે લેખન પ્રવૃત્તિ અને લખવાથી ઘણું બધુ થઈ શકે છે